હલો હા તમારી પાસે મોટી ગાડી ખરી બાર તેર માણસને બેસી શકાય એવી મારે જવાનું શનિવારે છે તો લગભગ ડાકોર જવાનું છે તો શું ભાડું થશે હા અને એમાં આ ડ્રાઇવરનું ને એ બધું આઈ ગયુને એમાં ખાવાનું ને એ હારું અને પાર્કિંગ વ્ય મારે જવાનું છે દસ વાગે હા સવારે અહીંયા આવી જજો ના એસીવાળી જોઈએ છે હા એસીવાળાના શું ભાવ ચાલે છે કાંઈ નહીં આવી જજો અહીં સવારે શું તો સવારે હા આઠ વાગે આઈ જજોને રાત્રે લગભગ દસ એક વાગે પાછું આવવાનું છે

કેમ કે અમુક સિનિયર સિટીઝન છે ને એટલે વાર લાગે એવું છે એટલે હા હા ચલો મૂકું આવી જજો